ના ના સાહેબ તબિયત બરાબર નથી એટલે તો આવવું પડ્યું સાહેબ માથાનો દુઃખાવો બોડીમાં કળતર રહે છે અને ઝીણો ઝીણો તાવ પણ રહે છે હા બે ત્રણ દિવસથી તો થતું જ હતું પણ મને એમ કે ચાલો જવા દો બે દિવસ પછી હૉસ્પિટલ જઈએ બે દિવસ પછી એમ કરતા ચાર દિવસ નીકળી ગયા હા સર બે ત્રણ દિવસથી ઊંઘ બી નથી આવી ડૉક્ટર સાહેબ બરાબર હા બરાબર સર મને આખો દિવસ થકાન થકાન જ લાગે છે આમ એનર્જી જ નથી આવતી બરાબર છે મને ડૉક્ટર મારે શું ઍડમિટ રહેવું પડશે આજનો દિવસ સાહેબ મારે શું એ ઍડમિટ રહેવું પડશે આજનો દિવસ હા ઘણી બરાબર સાહેબ બસ મને સાજી કરી દો જલદી હા સાહેબ હા સાહેબ ચાર પાંચ દિવસ તો લીધી હતી સાહેબ પછી ઘરનાં કામકાજમાં ને એ બધામાં દવા ભુલાઈ જાય છે હા સાહેબ સાહબે પેમેન્ટ અહીંયા કરવાનું કે બહાર કરવાનું ધન્યવાદ સાહેબ